નમસ્કાર હું અત્યારે રસોઈની વાત કરું તો રસોઈ વર્ગમાં મેં ક્યારેય વર્કશોપ કે એના કોઈ વર્ગમાં મેં હાજરી આપી નથી પરંતુ હું એમાં એ શીખવા માંગુ છું કે આપણે જેમકે કોઈ ઘરે ઘ ઘરે રસોઈ બનાવવી હોય ક્યારેક આપણે કોઈ ઘરના બહાર ગયા હોય કાં કોઈ જેમકે મમ્મી ઘરે નથી તો આપણે કંઈક બનાવીને ખાવું છે ભૂખ લાગી છે તો એના માટે શું બનાવી શકીએ આપણે એવું જેમકે આપણે ગમે તે રોટલી ભાખરી શાક દાળ ભાત એવું બધું જ આપણે બનાવી શકીએ એ માટે હું હું શીખવા માંગુ છું મા અત્યારે મેં કોઈ વર્ગ કે કોઈ વર્કશોપ કરેલા નથી પરંતુ હું એના માટે શીખવા માંગુ છું કે મને જેમ કે હું આઉટ ઓફ કન્ટ્રી જાઉં તો મને ત્યાં બધું હું એકલો જ જવાનો તો મને ત્યાં બધું આવડવું જોઈએ એના માટે હું શીખવા માંગુ છું એના માટેથી હું અત્યારે ઘણી એમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું અને હું ખૂબ સારું બનાવી પણ શકું છું અને જોએ વાત ક એટલા હું એટલા માટે જેમકે વર્કશોપ કે વર્ગમાં હાજરી આપી શકું છું પરંતુ એ એટલા માટે નથી કરવું કે મારે એની કોઈ જરૂર નથી હું ઓન્લી ફોર મારા માટે જેમ કે હું બનાવીને જાતે ખાઈ શકું મારું જાતે કરી શકું એટલા માટે હું શીખવા માંગું છું